ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ છે જેવું કે અમારે અમે જોઈએ છીએ એ એસવીપી છે બરાબર એ વીએસ છે એ નિયર પાલડીમાં આવેલી છે એટલે અમારા ઘરથી બે કિલોમીટર જેટલું દૂર છે બરાબર એ સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ છે એ સરકારનું હોસ્પિટલ છે એસવીપી છે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ એની પાછળ છે વીએસ છે કે એ બી સરકારનાં છે સરકારની હોસ્પિટલ છે જેમકે સીવિલ છે સોલા સિવિલ છે એ બી સરકારનાં બધાં દવાખાનાઓ છે એ ખૂબ જ સરસ સારવાર આપણને ત્યાં જોવા મળે છે એટલે પ્રાઈવેટ દવાખાના બી છે પણ સરકાર જેવાં દવાખાનાં એ આપણને એની જેવી આપણને એ ના મળે કે સહાયતા ના મળે સરકાર આપણને પૈસા બી આપણી પાસેથી ઓછા પૈસા લે ને આપણને બહુ સારી સારવાર આપણને સરકારી હોસ્પિટલમાં સરકારી દવાખાનામાં આપણને જોવા મળે છે આ મારો એક અભિપ્રાય છે